નમસ્કાર હું એક સામાન્ય ખેડૂત છું હાલમાં તમે જુઓ છો કે અત્યારે જેમ કે માવઠાની અસર જોવા મળે છે માં અત્યારે જેમકે શિયાળો હોય તો પણ જ શિયાળો હોય શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ હોય છે ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ હોય છે જેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન વેઠવું પડે છે આ નુકસાન હેઠળ કોઈ વીમા યોજના કોઈ સરકારની સરકારની કોઈ અન્ય મદદ એવું કાંઈ અત્યારે ઘણા લોકોને મળી નથી રહ્યું એના માટે એ એ માટે વીમા વીમાને વીમામાં અંદર વીમો મળે એના માટે વીમા પોલિસી સીક્ષ સમીક્ષા કરવા માંગુ છું આ આ પાક ખેડૂતો અત્યારે જેમ કે ઘણા ઘણા નુકસાન હેઠળ આગળ ઘણું નુકસાન વેઠીને પણ પાક ઉગાવા માટે જેમકે ખેડૂતો ઘણા પાક ઉગાવે છે જેમકે અત્યારે ચોમાસું આવે તો કપાસનું વાવેતર કરે છે ત્યારબાદ મગફળીનું વાવેતર કરે છે તો શિયાળાની વાત કરું તો શિયાળામાં ચણાનું વાવેતર કરે છે આવા બધા અલગ અલગ વાવેતર કરે છે પરંતુ ખેડૂતોને વીમા માટે શું એનો પાકનો નુકસાન થાય તો એના માટે ખેડૂત શું કરી શકે તે જણાવો